આપણે આપણા રોજિંદા જીવનમાં ઘરગથ્થુ ઉપાયો કરતાં હોય છે જે શરદી ખાંસી તાવ આવતો હોય છે જેવું શરદી હોય છે તો આપણે ગરમ પાણીની અંદર અજમાના પાન લીલા નાખીને એનો નાસ લેવામાં આવે છે એ ગરમ પાણી વનપ વરાળ લેવામાં આવે છે જેનાથી આપણા શરીરમાં રહેલો કફ હોય છાતીમાં બાજેલો કફ એ કફ છૂટો થાય છે અને જેનાથી આપણને સારું લાગેને અજમાના પાન છે એને વાટીને ગરમ પાણીમાં નાખવાથી આદુનો રસ છે કાંતો લીમડા મીઠા લીમડાના પાન છે એ નાખીને એનો કાઢો બનાવાથી એ કાઢો પીએ તો આપણને સર ખાંસીની જે તકલીફ થતી હોય એ ખાંસીથી તકલીફથી રાહત થાય છે પછી જે રીતે આપણું ગળું બેસી ગયું હોય કાં તો અવાજ નહથી નીકળતો હોય તો ગરમ પાણીમાં મીઠા પાણી નાખ મીઠાનું મીઠું નાખીને એ ગરમ પાણીને કોગળા કરવાથી પણ આપણને અવાજ સારી રીતે ખૂલી જાય છે અને અ આપણને સારું ફીલ થાય છે એના માટે આપણે કોગડા કરતા હોય છે જેવી રીતના આપણને તાવ આવે છે તો ગરમ પાણીની કરીને મીઠાના પા મીઠાવાળા પાણીને આપણે માથા પર પોતું મૂકતાં હોય છે પોતા મૂકતાં હોય છે જેનાથી આપણને તાવ જલદી ઉતરે એના માટે આપણે કોઈ જાતની ટેબ્લેટની આગ કોઈ જાત દવા નહીં લેતાં આ બધું આપણે આપણા ઘરે આ બધી વનસ્પતિથી ને એનાથી આપણે ઘરેલું ઉપયોગ કરતાં હોઈએ છે જે રીતના આપણે કીધું કે કાઢો બનાવાથી આપણું ઇમ્યુનિટી પાવર તો વધે પ્લસ આપણને જે બીમારી થઈ હોય એનાથી પણ રાહત મળે છે ને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આ જે કુદરતી ઉપચાર છે જે વનસ્પતિનો ઉપચાર છે એનાથી આપણને કોઈ સાઇડ ઇફેક્ટ થતા નથી એનાથી એકદમ સારું જ ફીલ થાય છે એનું કોઈ આપણે સાઇડ ઇફેક્ટ નથી થતું